બસની મુસાફરીની જો વાત કરવામાં આવે તો ઘણી બધી બસોમાં મેં મુસાફરી કરેલી છે જીએસઆરટીસી ની જે સીટિંગ બસ હોય છે ત્યારે બધા સ્લીપર કોચ હોય છે વૉલવો બસ છે ત્યારબાદ ઘણી અલગ અલગ પ્રકારની જીએસઆરટીસી ની બસ આવે છે ત્યારબાદ અલગ અલગ સિટી બસ પણ હોય છે ત્યારબાદ ઘણી અલગ અલગ પ્રકારની ટ્રાવેલ્સ પ્રાઇવેટ ટ્રાવેલ્સ ઘણી બધી છે તો તેમાં મારા અનુભવની વાત કરું તો ડ્રાઇવરની બેઠક આગનું શમન મૂકવાનું કાર્ટર મિસ કે જે ફાયર બ્રિગેડ માટેનું હોય છે બારીઓ બેઠકો સંચાલન આ બધું વાત કરીએ તો ડ્રાઇવરની બેઠક તો જે રીતે આગળ જ હોય છે એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે દાખલા તરીકે જીએસઆરટીસી ની જૂની બસ છે તો તેમાં આગળ ખૂબ જ મોટી જગ્યા હોય છે જેમાં એકબાજુ ડ્રાઇવર ની સીટ હોય છે તેની બાજુમાં ઘણી બધી ખૂલ્લી જગ્યા હોય છે જ્યાં અલગ અલગ સાધનો હોય છે જે તેમને રોજબરોજનાં જે બસના કામમાં આવે છે તે બધાં દાખલા તરીકે ત્યાં પણ એક આગ ઓલવવા માટેનું એક જે ફાયર બ્રિગેડનું જે વસ્તુ હોય છે તે મૂકવામાં આવે છે ત્યારબાદ એક ફાયર બ્રિગેડ માટેનું બોટલ છે તે કંડક્ટર સીટની બાજુમાં મૂકવામાં આવે છે જીએસઆરટીસી વાત કરીએ તો એમાં અલગ અલગ પ્રકાર એવો હોય છે કંડક્ટર સીટ એ ડ્રાઇવર સીટની બાજુમાં જ કંડક્ટર સીટ હોય છે અને ત્યાંથી જ મૈન ગેટ હોય છે ત્યારબાદ અમુક બસ છે જૂની બસો છે તેમાં ખાસ કરીને વચ્ચે સીટ આપવામાં આવે છે આવું બધું અલગ અલગ પ્રકારનું જોવા મળે છે અલગ અલગ બસ હવે તો ઘણી બધી નવી અલગ અલગ બસ આવી રહી છે જેમાં મીની બસ છે ત્યારબાદ મોટી બસ છે વોલ્વો છે સ્લીપર કોચ છે જો કે સરકાર ખૂબ સારી એવી વ્યવસ્થા આપી રહી છે અત્યારે જૂના પ્રમાણમાં જોઈએ તો મેં પોતે ત્રણ વર્ષ સરકારી બસમાં કોલેજ જ જ્યારે હું કોલેજ કરતો ત્યારે અપડાઉન કરેલું છે તો મને સરકારી બસનો ખૂબ અનુભવ છે અને તેનું જો સંચાલનની વાત કરવામાં આવીએ સંચાલન એટલું બધુ સારું ના કહી શકાય કારણ કે મુસા કારણ કે સ્ટુડન્ટ પાસ કઢાવવા માટે પણ અમારે બહુ ધક્કા ખાવાં પડતાં અને ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી અમારે ટિકિટ આપવી પડતી સેમેસ્ટરની શરૂઆતમાં ત્યારે અમને પાસ મળતો અને જે કંડક્ટર અને ડ્રાઇવરના વ્યવહારની વાત કરી એ તો એ પણ અમુક કંડક્ટરો એ જે હોય છે એ સારા હોય છે પણ અમુક કંડક્ટરનો વ્યવહાર એટલો ખરાબ હોય છે કાંઈ પણ જોતાં નથી લેડિસ જેટ્સ ગમે એની સાથે ગમે એવો ગમે એવો વર્તાવ કરે છે અયોગ્ય વર્તાવ કરે છે ડ્રાઇવરની વાત કરીએ તો ડ્રાઇવરમાં પણ એવી રીતે બે પ્રકારની કેટેગરી આવે છે એક ડ્રાઇવર હોય છે કે જે સલામત રીતે સરખી રીતે અંદર પચાસ સાહીઠ કે પાંસઠ લોકો ભરેલાં છે તેને કોઈ નુકશાની ન પહોંચે તેનો પણ પરિવાર છે એવી રીતે જોઈને બસ ચલાવતાં હોય છે પણ અમુક એવા ડ્રાઇવર હોય છે કે જે એટલા બેદરકાર હોય છે કે તેને પાછળવાળાનું શું થાય ને પોતાનું શું થાય તેની કોઈ ચિંતા જ હોતી નથી ને એવી રીતે બસ ચલાવે છે કે તેની ન પૂછો વાત અને એ એ કંઈ જોતાજ નથી ઘણીવાર મેં અપડાઉન મેં ઘણી વાર અનુભવ કરેલો છે કે ગાડી મતલબ કે જે બસ હોય છે એક્સિડટ થાતા થાતા બચી જાય જોકે ભગવાનની દયાથી ક્યારે એક્સિડટ થયો નથી તે બહુ સારી વાત છે પણ આવું ના થાય તેના માટે સરકારે કંઈક પગલાં લેવાં જોઈએ તેના માટે બસમાં સીસીટીવી ગોઠવી શકે છે જો કે અમુક સિટી બસોમાં અત્યારે હું રાજકોટ રહું છું રાજકોટની સિટી બસોમાં સીસીટીવી આવી ગયાં છે એવી જ રીતે સરકાર જો સરકારી બીજી જીએસઆરટીસી ની બસો છે તેમાં પણ જો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરે તો તેનાથી ઘણું સારું એવું પરિણામ મળી શકે અને ડ્રાયવરની અમુક અમુક વખતે ચકાસણી કરવામાં આવે છે કઈ પ્રકારનું ડ્રાઇવિંગ કરે છે શું કરે છે તો એ પણ આપણે જાણી શકીએ જોકે સરકારી બસ અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ ની કમ્પેરીજન માં જોઈએ તો ટિકિટની વાત કરીએ તો તેમાં પ્રા સરકારી બસ ખૂબ સારી છે કે તેમાં ઓછી ટિકિટ હોય છે પણ તેજ પ્રમાણે તેમાં ઓછાં નાણાં લેવા ઓછા પૈસા લેવામાં આવે છે પણ સર્વિસ પણ તમને તેજ પ્રમાણે આપવામાં આવે છે જોકે હમણાં નવી જે સ્લીપર કોસ અમુક ચાલુ થઈ છે તેમાં ખૂબ સારી સુવિધા છે અને તેમાં મુસાફરને બહુ સારી તે આરામદાયક રીતે પોતે દૂર મુસાફરી કરવી હોય તો કરી શકે છે એવી જ રીતે બેઠકોની વાત કરીએ તો બેઠકોની વ્યવસ્થા પણ બધામાં અલગ અલગ હોય છે જો કે સરકારી બસોમાં સીટ તો આરામદાયક હોય છે પણ તે કેટલો સમય રહે છે તેનું કાંઈ નક્કી નથી કેમકે મેં આગળ વાત કરી એમ કોઈ પણ પ્રકારનું ધ્યાન સરકાર દ્વારા બસ મૂકાઈ ગયા પછી રાખવામાં આવતું નથી કારણકે તેમાં બાળકો મુસાફરી કરતાં હોય છે ત્યારબાદ મોટ મોટા લોકો પણ મુસાફરી કરતાં હોય છે બસ ને એટલું નુકસાન કરે છે કે છ મહિના કે એક વર્ષમાં તો બસ એવી ખરાબ થઈ જાય છે કે જાણે આ બસ વર્ષો જૂની હોય કારણકે તેમાં પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારવી માવા ખાઈને ગમે ત્યાં પિચકારી મારવી બાળકો ગમે ત્યાં સીટમાં લીટા કરે છરીથી ને કાતરોથી ચેકા પાડે સીટો તોડી નાખે સીટની અંદર જે હોય છે સ્પોંજ તે તોડી નાખે છે ઘણી રીતે બસ બસને નુકસાન પહોંચાડે છે તેનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી

છ મહિના કે વર્ષ દિવસની અંદર તો એ સીટો એટલી ખરાબ થઈ જાય છે કે બસમાં સીટો તો મોટી બસમાં સાંઠ હોય છે સરકારી બસોમાં ત્યારે એનાથી નાની બસની વાત કરીએ મીની બસની વાત કરી એ તો તેમાં પણ ત્રીસ ત્રીસેક જેટલી સીટ આપવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ અત્યારે જે પ્રકારે બસોનાં આવ્યા છે તેમાં સાંઠ સિતેર પાંસઠ પંચાવન એવી રીતે અલગ અલગ બેઠકોની સંખ્યા હોય છે અલગ અલગ બેઠક વ્યવસ્થા પ્રમાણમાં થોડી ઘણી સારી હોય છે પરંતુ તેના પ્રમાણમાં જો ટ્રાવેલર્સની વાત કરીએ તો તેમાં ખૂબ સરસ વ્યવસ્થા આપવામાં આવે છે કારણકે પ્રાઇવેટ ટ્રાવેલ્સ છે જેનું ધ્યાન એક વ્યક્તિ દ્વારા રાખવામાં આવે છે એટલા માટે પણ સરકાર જો પણ આવી કોઈ વ્યવસ્થા કરે ડેપો મેનેજર મેનેજર જો વ્યવસ્થિત નોકરી કરે કારણ કે મેં મારી નજરે જોયેલું છે કે બસના ડેપો મેનેજર જે હોય છે બસ સ્ટેન્ડના બસ ડેપોના એ કેટલા બેદરકાર હોય છે ટાઇમે હાજર પણ હોતા નથી ઘણીવાર અમને અમે બસ મોડી થવાની ફરિયાદો પણ કરેલી છે ત્યારબાદ થોડી ઘણી સારી વાત કરું જો સરકારી બસોની તો સારી વાત પણ એ છે કે એમાં આપણને મુસાફરી સસ્તી પડે છે કારણ કે મેં ઘણીવાર અલગ અલગ સ્થળે સરકારી બસ દ્વારા મુસાફરી કરી છે તે અમારા ગામ થી જુનાગઢ છે ત્યારબાદ રાજકોટ છે ખૂબ જ સસ્તા પ્રમાણમાં સસ્તી રીતે આપણને તે પહોંચાડે છે અમુક બસો હોય છે તે ખૂબ સારી હોય છે આવી રીતે જો મુસાફરીનું મુસાફર બસનું વર્ણન કરીએ તો ડાયવર ની જે બેઠક છે ત્યારબાદ આગ ઓલવવાનો જે સામાન હોય છે તે પણ એ ખૂબ સારી રીતે મૂકવામાં આવે છે રાખવામાં આવે છે બસમાં પરંતુ તેનો કાંઈ ઉપયોગ ખાસ થતો હોય એવું તો જણાતું નથી કેમ કે અત્યાર સુધી મેં બસનું કોઈપણ બસમાં જે કાર્ડ જે જે કારટર રાખવામાં છે આગ શમનનો તેનો ઉપયોગ જોયો નથી તેથી જો સરકાર તેમાં ધ્યાન આપે અને તેને વધુ ઇમ્પ્રૂવ કરે તો વધારે સારી રીતે પરિણામ મળી શકે અને બસ ને વ્યવસ્થિત કરી શકાય